હેલો સોનુ હા અવની બોલું છું હા અત્યારે છે ને મારે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે તો તે કરાવ્યું હતુંને વચ્ચે તારું આધાર કાર્ડ અપડેટ તો આપણે કઈ રીતના અપડેટ કરાવવાનું છે ઓનલાઇન ના મને નથી ખબર પ્રોસેસ તે કરાવ્યું હતું ને હમણાં તારું તો મને તું સમજાવી દે પ્રોસેસ હું કરી દઉં અચ્છા એમાં આધાર કાર્ડની ઝેરોક્ષ બે ફોટા પાસબુક એવું બધું જોઈશે અને મોબાઈલ નંબર નવો અપડેટ કરવાનો સારું હા તો તું મને એપ્લિકેશન સેન્ડ કરી દે હું મારું કરી દઉં છું ઓકે થેંક્યું બાય